મારે ઘરમાં ઓલરેડી એલપીજી સિલિન્ડર છે મારી મમ્મી રોજ રસોઈ બનાવે જ છે ગેસ પર હું મમ્મી સાથે બેસીને એવું કર્યા કરું બેસી રહે એમ છે જોયા કરું મમ્મીને હેરાન કરુ ને જુઠ્ઠા જુઠ્ઠા મમ્મી બી કહે આને એલપીજી ગેસ કહેવાય આ રેગ્યુલેટર છે આ લાઇટર છે એવું બધું શીખવાડ્યા કરતી હોય મમ્મી તો તો કોઈક વાર એમ કે કે મેં જ્યારે નહીં હોઉં તમારે તો બેન મળે નહીં એટલે તમને કામ લાગે કોઈક વાર મમ્મી હાટે રસોડામાં બેસી જાતા જયારે ફ્રી હોઉ ત્યારે બી મમ્મીએ સૌથી પહેલાં તો કીધેલું કે જ્યારે ગેસનું કામ ન હોય ત્યારે રેગ્યુલેટર બંધ કરી દેવાનો અને જ્યારે ગેસ સળગવાનો હોય તો સૌથી પહેલા રેગ્યુલેટર ચાલુ કરવાનું પછી લાઇટરથી ગેસ સળગાવવાનો આપણને એવું લાગે કે હાં અહીંયા થી ગેસ લીકેજ છે ગેસની સ્મેલ આવે છે તો સૌથી પહેલા બારી બારણા ખોલી દેવાનાં ક્યાં તો પછી ઘરના વડીલ ક્યાં તો ઘરના પહેલા જણાવવાનું કે તો વડીલ નહીં હોય તો પછી એલપીજીની હેલ્પલાઇન નંબર પર કોલ કરવાનો આવી રીતના મોટો અકસ્માત બચાવી શકાય એટલું તો મને ખબર છે અને નાના છોકરાઓને ગેસની નજીક જવાનો ચોખ્ખું ના પાડી દેવાનું કે જ્યારે કોઈ ત્યાં મોટું નહીં હોય તો નજીક નહીં જવા દેવાનું અને મારા નાના ભાઈને ગૅસની નજીક નહીં જવા દઉં મારી સાથે હું એને બી શીખવું કે આવું આવું કરવાનું